અત્યાર સુધી મેં વાંચેલા પુસ્તકોમાંથી મારૂં મનપસંદ પુસ્તક તેને પુસ્તક તો ના કહી શકાય પરંતુ આપણા હિન્દુ ધર્મનો એક ગ્રંથ છે જેનું નામ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા જે મારું સૌથી મનગમતું અવતરણ છે શ્રીમદ્ ભગવદ્ ગીતા એ માત્ર મારા જીવનને નહીં પરંતુ સંસારના તમામ વ્યક્તિઓના જીવનને લગતી છે એમાં જીવનનું સત્ય અને વ્યક્તિના ગુણો અવગુણો વિશે વર્ણન કરેલું છે શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્રી કૃષ્ણ દ્વારા બોલેલાં શબ્દોમાંથી લખવામાં આવી છે જેથી હું એને મારૂં સૌથી મનગમતું વાંચન માનું છું અને તેમાંથી લખેલા શ્લોકો હું મારા જીવનમાં પણ ઉતારું છું અને તેમાં લખેલા અધ્યયનનું પાલન પણ કરું છું જેથી શ્રીમદ્ ભગવદ્ ગીતાને હું મારૂં મનપસંદ પુસ્તક માનું છું ભગવદ્ ગીતા માત્ર ભારતમાં જ નથી પરંતુ સમગ્ર સંસારમાં લોકપ્રિય છે ભગવદ્ ગીતામાં એકબીજાના જીવનને લગતી માહિતી તથા તેના પ્રશ્નોનું નિરાકરણ આપેલું છે અને દરેક સમસ્યાનું સમાધાન અને દરેક મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો બતાવેલ છે જેથી કરીને હું શ્રીમદ્ ભગવદ્ ગીતાને મારું મનપસંદ ગ્રંથ અથવા તો પુસ્તક તરીકે ગણું છું અને રોજિંદા તેનું વાંચન કરું છું અને તેમાં બતાવેલા માર્ગો ઉપર ચાલું છું જેથી કરીને મારા જીવનમાં કોઈ મુશ્કેલી અથવા તો અડચણ ન આવે અને મારું જીવન આનંદમય થાય તે માટે હું શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ઉચ્ચારણ કરું છું ભગવદ્ ગીતા એ શીખવે છે કે જ્ઞાનને કેવી રીતે સંભાળી રાખવું અને તેનું જતન કરવું ભગવદ્ ગીતા એ પોતાના નહિ પરંતુ પૂરી સૃષ્ટિને એક સુંદર નજરે જોવાનું શીખવે છે આમાંથી પ્રાપ્ત જ્ઞાનને કઈ રીતે સંભાળી રાખવું અને માવ માનવ જીવનમાં કઈ રીતે તેને ઉપયોગમાં લેવું એ પણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાંથી શીખવા મળે છે